અરે ટૅક્સીવાળા ભાઈ હજુ ઍરપોર્ટ પહોંચવામાં કેટલી વાર લાગશે દોસ્ત કારણ કે હવે ટાઈમ આપણી પાસે ઓછો છે અને આપણે આ કોઈ કારણસર લાંબો રસ્તો લેવો પડયો છે તો મને લાગે છે કે પછી મોડાં ના પડીએ તો હવે તમને શું લાગે છે હજુ કેટલો ટાઈમ લાગશે અને મારા માટે પણ આ રસ્તો નવો છે એટલે ખબર નથી પડતી કે એરપોર્ટ કેટલું દૂર છે પણ એ શું લાગે છે તમને હજુ કેટલી વાર લાગશે આપણને એરપોર્ટ પહોંચવા માટે